રૂમ સર્વિસમાંથી વાત કરો છો હા હું રૂમ નંબર એકસો વીસમાંથી બોલું છું મારે ખાવા માટે પીઝા મગાવવો છે તો તમે તેના વિશે જાણ કરો કે કયા કયા ફ્લેવરના પીઝા અવેલેબલ છે ઓકે મારે માર્ગેરિટા મગાવવો છે તેની સાથે બીજી કઈ કઈ વસ્તુઓ છે તેના વિશે જાણ કરશો ઓકે તો પિઝાની સાથે સાથે એક પેપ્સિકોલા અને જોડે મંચુરિયન ડીસ મોકલાવી દેજો વીસ રૂપિયાવાળી બોટલ મોકલાવજો મારી સાથે બીજા બે મેમ્બર્સ છે ઓકે તો ચાલીસવાળી પેપ્સીકોલા અને બીજા બે મંચુરિયન ડીશ જોડે એડ કરી દેશો હા વાંધો નહીં ધન્યવાદ